બોલો કેમ છો ફાઈન ફાઈન બોલો બોલો મળી ગયું તમને કપડું ગમ્યું બધાની પ્રિન્ટ તમને ગમી એના પર જે પ્રિન્ટ છે તે બધી અલગ અલગ તમને મોકલાવી છે કલર તમને ગમ્યાં બધાં હા મ મેં એમાં એક નવું પણ નાખ્યું છે બ્લોક પ્રિન્ટ પણ એ પણ તમે જરાક જોઈને કહેજો ચેક એ મારી નવી પ્રોડક્ટ છે તે કેવી થઈ છે તમે જરા જણાવજો અમને જરૂરથી હા ઓકે હા હા હા હા હા એ હા હ ગામઠી ગામઠીમાં ગામઠી પ્રિન્ટમાં ઘણી બધી વેરાયટીઓ છે અને આ વખતે તો અમારી પાસે એક ભરતકામવાળા પણ ફેબ્રીક આવ્યા છે તો એ પણ હું તમને મોકલાવી શકું હું તમને પેલા સૅમ્પલનાં ફોટા મોકલું કે પછી તમને સૅમ્પલ મોકલી આપું તો તમને વધારે જરાક જાણકારી મળે તમે કહો એ પ્રમાણે કરું ફોટાથી પણ આઈડિયા તો આવશે જ તમને

તમે મને હા હા અરે ખૂબ ખૂબ ઘણી બધી વેરાયટી આવી છે અને પ્રિન્ટેડમાં પણ ગામઠી પ્રિન્ટમાં પણ એટલી બધી વેરાયટી છે કે તમે એમાંથી જ પસંદ પડી જશે એટલે તમે જોઈ લો હું તમને હું તમને બસ આ તમે મને હા હા ઓક હા હા અને ના ના એકદમ પ્યોર કોટનનું ફેબ્રીક છે કાપડ છે એટલે તમને ઘણી મજા આવશે પહેરવામાં પણ મલમાં પણ છે કોટનમાં પણ છે એટલે તમને જે પણ જોઈશે એ પ્રમાણે હું મોકલી આપીશ બસ આપણો ફોન મૂકોને એટલે હું તરત જ ફોટા બધાં મોકલી આપું છું બરાબર હો ને અચ્છા ચાલો હા હા મળશે મળશે ચોક્કસ હા ધન્યવાદ ચાલો આવજો